જી મેડમ

જી મેડમ તો શું તારીખ છે આપે લગનનો જી જી જી ચાર જાન્યુઆરી

વીસ જાન્યુઆરી

જી ઠીક છે તો આપણે જી જી બોલો ગુલાબ જોઈએ સે બુકે બનાવાના છે અને કેટલા બુકે જોઈશે મેડમ ફૂલના અલગ અલગ જોઈશે ઠીક છે અને જી અચ્છા ઠીક છે અને મંડપ માટે ઠીક છે ઠીક છે તો જે ફૂલ અને જે વરમાળા છે એ અમે લગનના દિવસે તમને આપીએ કે એક દિવસ પહેલા આપી દઈએ સવારે જોઈશે ઠીક છે ઠીક છે ઠીક છે તો સવારે અમે પહોંચાડી દઈશું તમારા જે તમારું સ્થળ છે ત્યાં સવારે અમે પહોંચાડી દઈશું જી જી મને વૉટ્સઅપમાં મોકલી આપો મેં દિવસે બધું પહોંચાડી દઈએ